શહેરની અન્ય શાળાઓ કર તુલનામાં અમારા ગામની નગરની શાળા ખૂબ સારી છે કારણ કે તેનું શિક્ષણ ખૂબ સરસ છે અને તેની ખરાબ બાબત એ છે તેની જગ્યા નાની છે